મારા માનીતા ગુજરાતી લેખકો અને કવિકો કવિઓ એમાં ઝવેરચંદ મેઘાણી છે શરિફાબેન છે પછી અત્યારના મોડર્ન લેખકો જોવા જઈએ તો સાંઈરામ દવે છે કાજલ ઓઝા વૈદ્ય છે જય વસાવડા છે આ બધાય પોતાની બૂક લખેલી છે પોતે લેખકો છે પોતે કવિઓ છે આમાંથી સૌથી વધારે જે મને પ્રિય હોય કે જે મને ગમતા હોય એવા છે એવા તો બધા જ જોઈએ તો એમ છે જય વસાવડા છે સાંઈરામ દવે છે કે જે અત્યારના લેખકો કહી શકાય હું એમને વધારે વાંચું છું એમના લેખો છે એ ધ્યાનમાં લઉં છું જોકે પહેલાંના પણ લેવા જોઈએ પણ આ લોકો જે છે એ થોડાક અત્યારના આપણને અપરોચથી કહે છે તો એમાં સાંઈરામ દવે છે એમનું એક શિક્ષણ ઉપર જે લેખ હતો કે શિક્ષણ કેવું હોવું જોઈએ તે ખરેખર હ્રદયસ્પર્શી હતું એમણે કહેલું હતું કે આપણે ડોક્ટર છે એન્જિનીયર છે સીએ છે કે પછી જે મોટા મોટા હાઇ પ્રોફાઇલ્ડ પર્સન હોય છે કે જેને વધારે સેલરી મળતી હોય તો એ આપણા શિક્ષકો નથી પણ એ આપણા આપણા ડોક્ટર છે એન્જિનીયર છે એ છે જબ કી આપણું જે પાયાનું જે મૂળભૂત હોવું જોઈએ કે જેમની સૌથી વધારે સેલરી હોવી જોઈએ એવા આપણા શિક્ષકો હોવા જોઈએ કેમ કે જે શિક્ષકો ના હોત તો આપણને આજે ડોક્ટર છે પછી એન્જિનીયર છે કોન્ટ્રાકટર છે સીએ છે એ બધા ના મળત આપણી જે વ્યવસ્થા છે તે થોડીક ઊલટી લાગે છે કે જેમાં આપણું વધારે ફોકસ શિક્ષણ ઉપર નથી પણ આપણી બીજી બધી જે પ્રવૃત્તિ છે એનાં ઉપર કરવામાં આવેલું છે એટલા માટે કહેવામાં આવે છે કે શિક્ષણ છે એ કોઈપણ દેશનું મૂળભૂત માળખું છે આપણું અભિન્ન અંગોમાં એક છે શિક્ષણ એક છે આપણું યુવા ધન એક છે આપણા દેશની મહિલાઓ અને એવું કહેવામાં આવે છે કે જો આ ત્રણે ત્રણ વસ્તુઓ સશકત હશે તો આપણા દેશને પ્રગતિ કરવાથી કોઈ નહીં રોકી શકે